હા હું તમારા ગામમાં આવ્યો છું તો મને તમારા તમારા મને તમારા ફેમસ ફૂડ જમવા છે અને તમે મને મને તમારા નંબર છે ને તમારા એક ગામનાએ આપ્યો કે આ અમારા ગામનાં વતની છે અને આમની ઘરે તમે જમવા જાઓ એવું કીધું તો મને મને

હં તમે તમે પન તમે પંચ કુટિર દાળ છે બરાબર એમાં હું જે બનાવું છું એમાં પંચ કુટિર નથી બનાવતો હું ખાલી તુવેરની અડદની અને મસૂરની જ મિક્સ કરું છું બરાબર તો એવી રીતે તમે બનાવો છો કે કંઈ અલગ પ્રકારથી બનાવો છો અહં બરાબર છે તો મને અહીંયાથી એવું કીધું કે આ ભાઈને તમે મળો આમનાં ઘરે સારામાં સારું સારામાં સારું જમવાનું મળે છે અને તમે એવુંય સાંભળેલું છે મેં તમારા વિષે કે તમારા એક અલગ જ મસાલા અને અલગ જ મિશ્રણો હોય છે જેથી તમારી રસોઈ પણ અલગ બને છે અને એ આખા તમારા ગામનું રિપ્રેસન્ટેશન કરે છે તો શું એ વસ્તુ સાચી છે હં બરાબર છે અને બીજી વાત હું એ કરવા માગું છું કે તમારે જે જમવાનું બનાવો છો તો એ તમે બહુ ચોક્ખાઈથી પણ બનાવો છો બરાબર છે તો હું મને તમારું એડ્રેસ તમે મને મોકલી આપો હું તમારે ત્યાં ચોક્કસ રીતે જમવા આવીશ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ